હેલ્લો નમસ્તે આપ કોણ બોલો હા બોલો બેન હા બેન મેં મારી ઇન્સ્યોરન્સમાં થોડા પૈસા રોકવા છે તો જેથી મારા પરિવારજનોને આગળ બહુ કંઈ તકલીફ પડે નહીં અને આર્થિક રીતે મદદ મળી રહે તો તેની તમે તેના વિશે થોડી જાણકારી તમે મને આપી શકો તમારા જોડે જો ટાઈમ હોય તમે થોડા ફ્રી હોય તો

એક વાત કહું તો તમે આ વ્યાજનો દર તમારી કંપની જ નક્કી કરે છે ને હા હાતો બેન મારે એના માટે મારા પરિવારજનોના કંઈ નામ નોંધવા પડે એવું બધું કરવું પડે મતલબ કે અમે એમના કંઈ ડોક્યુમેન્ટ ને એ બધું આપવું પડે હા આમા કંઈ ખાસ અમને આર્થિક રીતે નુકસાન તેની તો કઈ સાઈડ સંભાવના હોય તો બેન હું ક્યારે આવીને તમારી હું ક્યારે આવીને તમારી મુલાકાત લઈ શકું હા બેન તમારી વાત સાચી છે મેં પણ તમારી કંપનીનું અને તેની કામગીરીનું નામ તો સારું સાંભળ્યું છે એટલે જ મેં તમારા પર ફોન મેં કર્યો હતો ઇન્સ્યોરન્સ લેવા માટે હા તો તેના માટે મારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ મતલબ કે દસ્તાવેજ લાવવાના રેહશે હા તો હું કાલે કેટલા વાગે આવું હા બેન આભાર તમારો હા